હલો હા હા મેડમ હા યસ હા હા હા હા હા દૂધના બને છે હો બેન બિલકુલ હા એ હું તમને કહું મેડમ જો એક છે ને એ કેસર પિસ્તા છે પછી કાજુ દ્રાક્ષ છે પછી સ્ટ્રો બેરી છે રાજભોગ છે અને ચોકલેટ છે હા નઈ તમારે જે રીતના જોઈએ એ રીતના મળી શકશે તમને કપમાં મળશે પાર્ટી પેકમાં મળશે બધી રીતે મળશે ના ના બિલકુલ બિલકુલ હાયજેનિક છે બિલકુલ સ્વાસ્થ્ય પ્રત્યે સ્વાસ્થ્ય પ્રત્યે અને કોઈ જ તમને વાંધો નહીં આવે ગમે તેટલો તમે ખાશો કોઈ વાંધો નહીં હા હા એમાં જે મે તમને ચાર પાંચ બ્રાન્ડ કહીને એના દોઢ દોઢસો રૂપિયા છે એકસો પચાસ રૂપિયા

હા એ એક કિલોના હા એક કિલોના એકસો પચાસ લે આસપાસમાં પછી કોઈ એકસો ચાલીશ હોય તો કોઈ એકસો બાવન પણ એવો રેટ એકસો પચાસ રૂપિયા અને ચોક્કસ મુલાકાત લો તમે જે રીતે તમારે અઢીસો ગ્રામ પાંચસો ગ્રામ એક લિટર જે રીતે જોઈએ એ રીતે અહીં અમારે શોપ ઉપરથી તમને મળશે ચોક્કસ વેલકમ હો